આ ગુજરાતી લોકો અને ગુજરાતી લોકોની ભાષાની તો શું વાત જ કરવી ગુજરાતી લોકો તેમની ભાષાનો અને તેમની સંસ્કૃતિક અને પારંપરિક ઉજવણીમાં તેમની ભાષાનો જેમકે કોઈ લોક ગીત ગાઈને ગરબા દુહા છંદ વગેરે ગાઈ ગાઈ ગઝલ ગાઈને તેમને તેની પારંપરિક ઉજવણીમાં તેનો ઉપયોગ કરતાં હોય છે અને તેમની મોજ માણતા હોય છે જેમકે હમણાંની વાત કરીએ તો હમણાં નવરાત્રી નજીક આવી રહી છે તો તેમાં ગુજરાતી લોકો નવરાત્રીના નવે નવ દિવસ મા અંબે માને આરાધના કરશે સ્તુતિ કરશે આરતી કરશે તેમાં ગુજરાતીના ગરબાઓ ગાશે અને તેને ગુજરાતીઓમાં તેને આરતી રજૂ કરશે અને તેને નવે નવ દિવસ માની આરતી કરી અને તેના ગરબાઓ ગાશે અને તેના રાસ રમતા હોય છે આમનો ગુજરાતી લોકો તેમની સાંસ્કૃતિક અને પારંપરિક ઉજવણીમાં તેની ભાષાનો ઉપયોગ કરતાં હોય છે જ્યારે કોઈ સામૂહિક લોક ડાયરો હોય છે તો ગુજરાતીમાં દુહા છંદ વગેરેનો ઉપયોગ કરતાં હોય છે જેના જેના દ્વારા તેની ભાષાકીય પ્રભુત્વ ધરાવતા હોય છે તો કોઈ ગઝલ અથવા તો કોઈ દુહા છંદ હાઇકુ અને કોઈ લોકગીત રજૂ કરીને તેમને હોઈતા તેનો ઉપયોગ કરતાં હોય છે